મેં હમણાં આપની પાસેથી મારી ખેતીવાડીના પાક માટે જંતુનાશક દવા લીધી હતી જે દવાનો મારે ઉપયોગ મોલો મચ્છી અને સફેદ માખોનું ઉપદ્રવ વધારે હોય એટલા માટે આ પ્રોડક્ટ મેં તમારી પાસેથી લીધી હતી એ પ્રોડક્ટ મેં વાપરી આમ તો પ્રોડક ખૂબ સરસ છે પણ એમાં જે મોલો મચ્છી છે એનો ઉપદ્રવ ખૂબ જ ઓછો થઇ ગયો છે પરંતુ જે સફેદ માખ હતી એ માખ હજુ સુધી એનાં ઉપર દવાની કોઇ અસર થ થઇ નથી અને મારા પાકનું ખૂબ જ નુકસાન થયું છે તેથી આ પ્રોડક્ટ એટલી બધી કંઇ ખાસ કહી શકાય એવી નથી પણ થોડી રાહત મળેલી જોવા મળે છે